હલો વુડલેન્ડ રેસ્ટોરન્ટમાંથી બોલો તમારે આજની આજની સ્પેસિયલ ડીસ કઈ છે એટલે પનીર પનીરની સબ્જીમાં પનીર કરી પનીર કરી અને રોટી એ બે ઓડર કરવાનું છે મારે હા તો આપણે પ્લેન પનીર કરી અને એક રોટીનો ઓડર કરવાનો છે તો એટલે રોટી બે રોટી અને પનીર કરી એક સબ્જી બટર રોટી કરી દેજો બસ બીજું કાંઈ નહીં એટલે તમે કેશ ઓન ડિલિવરી કરું કે પછી ગૂગલ પે કરું હા તો તો કશો વાંધો નહીં તો ગૂગલ પે જ કરી આપીશ હા લખી લો આપણે કોકરણ મંદિર ની બાજુમાં કોકરણ મંદિરની બાજુમાં નેક્ષસ થ્રી સી આઠસો ત્રણ હ વૃંદા મૃગેશભાઈ પરીખ હા કશો વાંધો નહીં અને હું તમને સ્ક્રીન સોર્ટ મોકલી દઉં વૉટ્સએપમાં બરાબર કશો વાંધો નહીં કશો વાંધો નહીં હોં કંઈ કંઈ વાંધો થશે ચાલો થેન્ક યૂ